હાલો કોણ હાલો હાલો હાલો હા હું ભાઈ બોલે છે ઓહ હું શું કહું મારે કરાવવાનું છે તો હું ઘરેથી તમારો નંબર મને મને તો મારે ગીઝર મુકાવવાનું છે પછી અ ફેન મુકાવવાનો છે એવી એસી મુકાવવાનું છે બધે મુકાવવાનું છે ઊભા રો ક્યારે આવશો ચાર ચાર બેડ છે હા એક હોલ છે એક હોલ છે એટલે છે હા બાથરૂમ છે એક રસોડું છે ચાર બાથરૂમ છે

હવે લગભગ કાગળ આપવા પડશે હા વાયરિંગ કરાવવાનું બધે બધે વાયરિંગ કરાવવાનું છે હા ગીઝર મુકાવવાનું છે બે રૂમમાં અત્યારે બીઝી છે ટી ચાર રૂમમાં ચાર એસી રૂમમાં મુકાવવાનું છે હા હા